મને અસર કરી ગયું એવું છેલ્લું પુસ્તક હું વાંચ્યું હોય તો એ ફૈઝ એહમદ ફૈઝની એક કવિતા હતી યે દાગ દાગ ઉજાલા યે સબગજીદા સહર હવે એ કવિતામાં કંઇ એવું હતું કે ઓગણીસસો સુડતાળીસથી પાર્ટિશન વિશે લખ્યું છે જે બે જૂથો વચ્ચે મ લડાઇ થઇ હિંદુ અને મુસ્લિમ વચ્ચે અને એમણે ડિસાઇડ કર્યું કે હવે અલ એક અલગ પાકિસ્તાન બનાવીશું અને પાકિસ્તાન બનાવાની અંદર જે કહેવાય કે બેકસૂરોનાં જે લોહી હોય આજે એના વિશે ફૈઝ એહમદ ફૈઝે લખ્યું છે કે તમે જે વિચાર્યું હતું એ શહેર આ તો નથી એમ કે તમે આ રીતે લાખો લોકોનાં લાશો ઉપર ચઢીને તમે એક શહેર બનાવી રહ્યા છો જ્યાં કોઇનો જ્યાં કોઇનો બાપ નથી જ્યાં કોઇની છોકરીને રેપ કરવામાં આવ્યો છે બલાત્કાર કરવામાં આવ્યો છે જ્યાં કોઈના દીકરાને મારી નાખવામાં આવ્યો છે જ્યાં કોઇનો ભાઈ નથી અને તમે એ જે દેશ છે એ તમે લઇને શું કરશો એમ કે જ્યાં તમે કહેવાય કે ત્યાં તમે ખૂનની નદીઓ વહે વહાવી દસ લાખ લોકોનું માઇગ્રેશનની અંદર ખૂન વહ્યું છે અને દસે દસ લાખ લોકો બેકસૂર હતા દ કરવાવાળા પ રાજકારણ અલગ હતું અને જે જવાવાળા છે એ લોકો અલગ હતા તો એ કવિતા છે એ મને ઘણી દિલને સ્પર્શ કરી ગઇ અને જે કહેવાય કે મારી અંદર એની જે અસરો છે જબરદસ્ત થાય કે આજે હું વિચારું છું કે આજે ધર્મનાં નામ પર યા પછી જુએ જાત પાતનાં નામ પર જે રીતે આજે લોકો એકબીજાનું ખૂન કરે છે એકદમ ગલત વસ્તુ છે એમ ખોટી વસ્તુ છે એ રીતે ના કરવું જોઇએ અને આપણે એક સમાજ એક હિંદુ મુસ્લિમ ભાઇચારાને લઇને આગળ વધવું જોઇએ જેથી આપણે દરેકના સાથે રહીને એક એવો સમાજ બનાવવો જોઇએ કે જ્યાં શાંતિ હોય અમન હોય સુખ શાંતિ અને ચેનથી દરેક લોકો રહી શકે અને પોતાની જાતને ફ્રીડમ એટલે કે આઝાદ કોમ આઝાદ સમાજ એ કહી શકે એ કરી શકે